મેં જે નલ્લો હતોને તો ઘણા આમ સિનિયર જુનિયર પહેલા બીજા દરેક ધોરણમાં બધા બધા પ્રવાસમાં ગએલો પણ મને એમ કેમ ખાસ હાલમાં યાદ તો મારો એક સિનિયરનો સિનિયર કેજીમાં હતો ત્યારનો પ્રવાસ યાદ છે કે અમને ત્યારે અમારા નજીકમાં હતું દમણ જ્યાં બીજાસા વોટર પાર્ક છે બહુ મોટો નહીં નલ્લો જ છે પણ ત્યાં ગએલા તો તા બહુ બધી રાઇડ્સને બહુ બધું હતું ત્યાં તો મોટી રાઇડ્સ બી હતી પણ ત્યાં મને તેમાં મને બેસવા ન દીધું કે હાઇટ્સ તો કે એમ સ્લાઇડ જ હતું ઉપરથી નીચે ઓલી સ્લાઇડ આવે પણ મને હાઇટને બધુંના લીધે નાલ્લોને એટલે બેસવા ન દીધો તેમાં જવા ન દીધો તો તાં એક સ્વિમિંગ પુલ હતું જેમાં બહુ બધું હતું એમ હાથી વારે રાઇડ્સ હોતી હતી એ હાથયું કેવા કે પાયો આમ નીચે સુધી આવે પાણી ભરે ઉપર જેવું જાય થોડુંક ને તે બધું પાણી નીચે બાહલ ખરતા મને તે નીચે બેસી રહેવાનું બહુ ગમતું હતું મજા આવતી ત્યાં પછી ત્યાં એક આમ શીપ એક નાલી ગમતી જેવી હતી જેમાં બેસી રહેવાનું હતુંને આ થોડીક પાઇરેટ્સવાળી જેવી ફીલિંગ ઉઠ્યા કરતી હતી ત્યારે પછી નાલી નાલી સ્લાઇડ્સ હતી જેમાં સ્લાઇડ સ્લીપ કરીને અંદર સ્લાઇડ કરીને સીધું અંદર પાણીમાં જવાય ને આવી બધી બહુ બધા મજેદાર વસ્તુ હતી પછી ત્યાં એક ડિસ્કો હતો કે તેમાં કોએ કપડા બદલાઈ લાવ્યાને પછી ત્યાં એ ડિસ્કોમાં ગયા આ તો કપડા બદલવાની જરૂર નહોતી અમથા ભીના હતા તેજ બરાબર હતી પણ તા ગયાં ને હું થયું કે પેલું આપણું નીચેથી છે ને ફુવારા જેવા હોતા એ તો કેવું કે જરાક નહોતા તો વચ્ચેથી ફિસ એમ કરીને ફુવારા નીકળે બહુ મજા આવતી નાલ્લો નાલ્લો કે નહીં તો મેં ત્યાં મારા શૂઝ કાઢીને ત્યાં ફુવારા જ્યાંથી નીકળ્યાને ત્યાં મારા પગમાં પેલી ગિલી ગિલી થતી બહુ ગમતું મને પછી અમે જ્યાં પહેલાં ધોરણમાં આવ્યા ત્યારે એટલું દૂર નલ્લી સ્કૂલ તો દૂર તો એ ઘેરથી પિકનિક પર કે એ હતો જતા નહીં તો અમને છેને એ નજીકના સ્થળમાં તો અમને એક બરુમાં લઈ જતા જ્યાં શંકર ભગવાનનું મંદિર છે બહુ સરસ છે એમ જોવાલાયક જગ્યા બહુ સરસ ને ત્યાંનાં છે પ્રસાદીમાં જે મળેને પેંડા તેને બહુ બનાવે છે બહુ મસ્ત લાગે તે પેંડા ખાવાની જો મજા આવતીને એ બહુ મજા આવતી ત્યાં એક શંકર ભગવાનની મૂર્તિ છે ઉભી તેના પડછાયાથી અમે દર્શન કરીને શંકર ભગવાનની જે પગે પડીને જે નીકળીએને આમ બરુમાંથી પછી અમને લઈ જતા તે આપણા અહીંયાં ઉનાઈ કોઈ વખત એક વખત ઉનાઈ વહી ગયા હતા ઉનાઈમાં કેવું થયું ને એ માતાનું મંદિર જે આ રામ ભગવાન વનવાસ દ્વારા હતાને તા ત્યાંથી વહી ગએલા અને કોઈ ઋષિને છેને ત્યારે કાંઈ શરીર પર રોગ થએલા આવતા તો હું કે બાર માલનું જમીન મને ત્યાંથી નીકળવાનું ગરમ પાણી ને તે ગરમ પાણીમાં નાહીને ને તો કોઈ બી રોગ આમ ચામડીનો રોગ સારો જ થઈ જાય એવું એમ તે માને તો એક્ચુલીમાં શું થયું પાણીમાં સલ્ફર હોય તે સલ્ફર શું કે ચામડીના રોગ માટે બહુ સારું એતે એન્ટિબાયોટિક તરીકે વપરાય એમ એન્ટી સેપ એ જે હોય તેવી રીતે એકચુલી સાઇન્સ એના સાઇન્ટિફિક રિઝન આવું છે પણ ત્યાં ના લોકોની માન્યતા છે ને એ માન્યતા રહેવી જોઈએ કારણ કે રામ ભગવાન છે પછી અમને લઈ જાય તિથલ તિથલ વલસાડનો સૌથી ફેમસ એટલે તિથલનો દરિયાકિનારો ત્યાં જે મજા આવેને પથરા છે રમવાની સો ત્યાં સ્વામિનારાયણનું મંદિર છે ત્યાં સ્વામિનારાયણના મંદિરની હવે તો બહુ મસ્ત કરી નાખ્યું હમણે તો પણ પહેલાં એટલું બધું સારું નહોતું તા પેલા બિલાના ઝાડો હતા એ ઝાડ વાહે બસ પાર્ક કરે પોયરા બધા લાઈન પ્રમાણે ઉતરતાને જરાક લાઈન ખૂટે એટલે ટીચરો અમારી બહુ મારતી એક બકુલા ટીચર એમ કરીને હતી તે મને બહુ મારતી નાલ્લેથી બહુ મારતી ખબર નહીં કેમ એને મારાથી બહુ દુશ્મની હતી તો બહુ મારતી પછી ડાહી થઈ ગઈ ચાલે હવે તો ભીડાના ઝાડે ઊભી રાખે તા બધા પોયરા રમે લાઈન પ્રમાણે મંદિરમાં લઈ જાય ને ત્યાંથી દર્શન કરીને તે મંદિર નીચે છેને ગર્ભ ગૃહ જેવું હતું જેમાં બી એમ બધું સ્વામિ લોકોનું બધું હતું ફોટાને આમ તેમ તે તો હવે બહુ મસ્ત કરી નાખ્યું પહેલાં ત્યાં લઈ જતા તે પતાઈને પછી તિથલના દરિયા કિનારે કોરે અમે કોરે મૂકી રાખ્યો તો તા કેવું કે તે દરિયા કિનારે ગમે તેમ અમે રખડ્યા કરતા પણ અંદર નહીં જવા દે તે કેમકે પોયળા તમે નલ્લા ગસડાઈ જાય અમને બહુ કહેતા એ પતે પછી અમારે દરિયા વારુ કેસ બેઠા પછી છેને સાંજે પછીએ જતો તા હું કે મકાઈ લેતા બહુ મજા આવતી ને હાથે નારિયેલ પાણી આ એમ જ્યારે પતલી પતલી જે એનું નારિયેલ પાણી જે હોય જેમ જેમ મજા આવે એક સ્ટ્રોમાં એ પતે પછી ધીરે ધીરે અમને બસમાં પાછા ધકેલે કે ભાઈ ચાલો ઘેરે પણ પોયરાન તો હું પાણીમાં રમવાની બહુ મજા એટલે દરિયા કિનારે તો એ તો ખડ્ડાની મજા નાના નાના કોટલા નીકરે કટલાને જે હેરાન કરતાં ને મેં એક વાર ગેલોને ત્યારે હું કે નલ્લી જેલિ ફિશ ત્યાં ઊભી હતી તો મેં તેને ગેંને બહુ જ જોઈને ગએલો હતો પોચી પોચી તો એટલી મસ્ત હતી પાણી કલરની પણ મેં બી ગેલો તો પોચી બહુ હતી